જ્યારે મારે ગુજરાતી ભાષામાં એક અનુવાદ કરવાનું આવ્યું હતું તે જરા પ્રથમ વખતે ખૂબ જ જટિલ હતું કારણ કે યુઝયલી આપણે ગુજરાતીમાં વાત કરતા હોઈએ છીએ પણ જ્યારે કોઈ લખાણ લખવાનું આવે ત્યારે આપણે અલગ બીજી ભાષામાં એટલેકે અંગ્રેજી ભાષામાં લખતા હોઇએ છીએ તો આવાજ એક અનુભવમાં જ્યારે મારે ગુજરાતીમાં એ ભાષાનું રૂપાંતર કરવાનું આવ્યું ત્યારે થોડુંક જટિલ લાગ્યું કારણ કે ગુજરાતીમાં એક અવાનવા શબ્દો આવતા હતા જે આપણે પહેલાં કદી સાંભળ્યા જ નહીં એટલે થોડુંક જટિલ અને લાગ્યું પણ અંતે એ અનુભવ ખૂબ જ સુખદ રહ્યો